શાળામાં પ્રવેશ કરવા માટે અથવા તો પ્રવેશ મેળવવા માટેની જે પ્રક્રિયા હોય એના બે વિકલ્પ છે આપણી પાસે આપણી પાસે બે પ્રકારની શાળાઓ અવેલેબલ છે એટલે કે ઉપલબ્ધ છે પેલી એવી શાળા કે જે સરકારી શાળા છે અને બીજી શાળા કે જે ખાનગી શાળાઓ છે હવે સરકારી શાળાઓમાં સરકારના નિયમ પ્રમાણે કે તમે એક ફોર્મ હોય એ ફોર્મ ભરો અને એ વિગત આપીને તમને મફત એટલે કે વિનામૂલ્યે ભણાવવામાં આવશે અને સાથે સાથે જે એક મધ્યાન્હ ભોજનની જે એક ચાલે છે એક વ્યવસ્થા એ પણ તમે એનો લાભ ઉઠાવી શકો હવે આ સરકારી શાળાઓ જે પણ ગરીબ બાળકો છે એને મદદરૂપ થશે હવે જે સધ્ધર ઘરના લોકો છે એ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવાનું પસંદ કરશે ખાનગી શાળાઓમાં એ રીતે હોય છે એ ખાનગી શાળાઓ પર હોય કે એ એ લોકોનાં નિયમો કઈ રીતનાં હોય છે મોટે ભાગે એવું જોવા મળે કે એક તમને ફોર્મ આપવામાં આવે અને એ ફોર્મમાં છોકરાનું નામ છોકરી છોકરાનું નામ પપ્પાનું નામ અને મ માતાનું નામ તમે શું ભણો છો એટલે કે વાલીઓનો વ્યવસાય શું છે મોસ્ટલી એટલે કે મોટે ભાગે આપણને ઇન્કમ પણ એટલે કે તમારી માસિક આવક પૂછવામાં આવે જ્ઞાતિનો દાખલો હોય તો એ આપવાનો જન્મ એટલે આપણે અત્યારે એવું વિચારીએ કે નાના બાળકને પહેલી વખત એડમિશન લેવાનું છે તો એ ફોર્મ ભરાવે અને એની સાથે સાથે જાતિનો દાખલો કે તમે કઈ જાતિમાં આવો છો જે શિડયુલ કાસ્ટ છે કે તમે એસસી એસટી કે જનરલ કઈ જાતિમાં આવો છો એ એ માટે જો તમારી પાસે એ જાતિનું પ્રમાણપત્ર હોય તો એ પ્રમાણપત્ર આપવાનું અને એની સાથે સાથે એ છોકરાના બે ફોટાની સાથે એનું પ્રવેશ થઈ જાય હવે ફી જે છે એ ડીપ એ એના ઉપર હોય કે એ છોકરો કયા ધોરણમાં એડમિશન લેવા માંગે છે અત્યારે ખાનગી શાળાઓમાં જે ફીનાં જે ધોરણો છે એ વધતાં રહ્યાં છે એટલે ચાલીસ હજારથી પચાસ હજાર વર્ષના ગણીને એટલે કે એલકેજી એચકેજી જે નાના બાળકો માટેના કોર્ષ જે છે એમાં અત્યારે વાલીઓ એટલાં રૂપિયા આપીને પોતાના બાળકને બે ત્રણ કલાક માટે મોકલે છે તો આ બધા જે ફેક્ટર્સ છે એટલે કે જે બાબત છે એ હોય છે એટલે ખાનગી શાળા ક્યારેય મફત નથી ભણાવતી હોતી અને સરકારી શાળાઓમાં એ છે કે ગરીબ બાળકોને મદદ થાય સરકાર અને સારા એવા ઉચ્ચ પ્રમાણમાં એટલે કે સારા ટેટ ટાટ કરેલાં શિક્ષકો એ સરકારી સ્કૂલમાં ભણાવતા હોય એટલે કે એક જે એક જે એક પ્રમાણ હોય જે કે સારા શિક્ષક એ લોકોને મળી રહે કેમકે એ એ પરીક્ષાઓ પાસ કરીને અહીં પહોંચ્યા હોય તો એ સરકારી શાળાઓનાં શિક્ષકો ખાનગી શાળાઓના શિક્ષકો કરતાં વધારે એક પ્રમાણ ઊંચું એટલે કે શ્રેષ્ઠ શિક્ષક હોય છે તો એ વિષયમાં બાળકોને ફી અને જે રીતના ભણાવામાં આવે છે એનું માળખું આ પ્રમાણે છે